અમે અમારા સમાજ માટે એક પરિવહન મુસાફરી અને ફરવા જવા માટે વિચારતા હતા હાલ ચોમાસું ચાલી રહ્યું છે ને અમે એક મિટિંગો કરી હતી મિટિંગમાં અમે વિચાર્યું કે ફરવા જવા માટે શિયા હમણાં ચોમાસું ચાલતું છે ચોમાસું પતે પછી શિયાળો બેસ્ટ ઋતુ છે અને શિયાળામાં બધાંને પહેલાંથી પ્લાન કરીને અમે વિચારતા હતા કે થોડી રજાઓનું સેટ કરીએ અને ત્યારબાદ ફરવા જઈએ પરંતુ હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસાંમાં રસ્તાઓ એટલા બધાં ખરાબ છે એટલા બધાં ખરાબ છે કે ફરવા જવા માટે અમારે જ્યાં બાર કલાક લાગતા હોય ત્યાં જવા માટે અમને ત્રેવીસ કલાક લાગે છે મતલબમાં આખો રાત દિવસ પણ નીકળી જાય દિવસ છે અને અમે અમારા સમાજ સાથે ડીસાઈડ કર્યું કે અમે અમે તો રહેવાનું અમારું દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડમાં રહેવાનું છે અને હું એટલું ખાસ જો કે અમારે અહીંયા ફરવાનું નથી એ માટે અમે ફરવાનું વિચારતા હતા ઉત્તર ગુજરાતમાં જ્યાં દ્વારકા સોમનાથ સારંગપુર વિરપુર જેવાં સ્થળો આવેલા ત્યાં ફરવા જવા માટે અમે વિચાર કરતા હતા એ માટે અમે એક મિટિંગ કરી કે આ રસ્તા ખરાબ છે અને અમારો જે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એઈટ જે ફોર્ટી અડતાલીસ છે એમના પર રસ્તા એટલા બધા ખરાબ છે કે જ્યાં ટ્રાફિકો

સરખું કરો અને થોડાંક રસ્તા સાફ થઈ રસ્તા સરખા થઈ જાય એ માટે અમે વિચાર કરતા હતા અમે અમારા સમાજને લઈને ગુજરાત સરકાર પાસે ગયા અને થોડોક દાવો મુક્યો કે આ રીતનું છે અને રસ્તા એટલાં બધાં ખરાબ છે તો એ ખરાબ રસ્તાઓને તમારે સુધારવા જોઈએ અને એના લીધે માણસોને પ્રોબ્લેમમાં પણ બહુ પડતા છે અને જેના કારણે મૃત્યુ પણ ઘણાં બધાં થાય છે અને એનું આટલું બધું ચાર્જીસ લ્યો છો અને આટલું બધું કરો છો તો રસ્તાનું સુધારાકામ કરાવો સમારકામ કરાવો એકસીડન્ટો થયા જ છે પણ ટ્રાફિકના લીધે ઘણી બધી એમ્બુલન્સો પણ રસ્તામાં ફસાય છે આમ ઘણાં બધાં પ્રોબ્લેમો થાય છે સમાજને ફરવા માટે નહીં પણ ઘણાં બધાં કામો માટે જોબ પર જવા માટે ફરવા જવા માટે બાળકોને સ્કૂલ જવા માટે ઘણી બધી પ્રોબ્લમો પડે છે અને એ માટે તમે જલ્દીથી જલ્દી અમારો જે નેશનલ નંબર નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે એ પહેલાં તમે સમારકામ જલ્દીથી જલ્દ બનાવે તેમ કરો કારણ કે ઘણી જ બધી પ્રોબ્લેમો થઈ રહી છે રસ્તાના કારણે અને થોડુંક વધારે વિચારો કારણ કે સમયસર પહોંચાતું પણ નથી અને સમય કરતા પહેલાં નીકળવું પડતું છે ટાઈમ મેનેજ થતાં નથી એના માટે થોડું વિચાર કરો અને અમે અમારા સમાજને લઈને ગુજરાત સરકાર પાસે આ દાવો મૂક્યો છે અને મારો વિચાર પણ એ જ છે કે રસ્તાનું ઘણું કામ થઈ જાય તો માણસને થોડી મુશ્કેલીઓ આસાન થઈ જાય છે અને મુશ્કેલીઓ સામે લડી શકે છે અને અમે એ મુશ્કેલીઓ સામે લડવા માટે વિચાર કર્યો કે ગુજરાત સરકાર પાસે જઈએ